ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે ઘણા બધા સામનો કરવો પડે છે કારણ કે તેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે કોઈ વાર સિસ્ટમ અપડેટથી માંડીને ફોનમાં પણ આપણું વોટ્સએપથી માંડીને અપડેટ થાય બધી બસ સિસ્ટમ હોય કે જેમણે આપણે અલગ અલગ વસ્તુઓ પર આપણે જરૂરી ધ્યાન રાખવું જોઈએ એવી રીતે આપણે એટીએમ માં હવે એટીએમ કાર્ડ નાખીને પછી આપણે નંબર ટાઈપ કરવાનો હોય ત્યાર પછી હવે સિસ્ટમ બદલાઈ ગઈ તો એટીએમનું પણ આપણે ડાયરેક એટીએમ નાખી ડાયરેક પૈસા ઉપાડી શકીએ છીએ અને કોઈવાર આપણા સિસ્ટમ પણ બદલાતી રહી છે એટલા માટે આપણે થોડુંક કાળજીપૂર્વક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ વધારે તો આપણે જોઈએ તો ફોનમાં આપણી પ્લે સ્ટોરથી માંડીને બધી આખી અપડેટો આવે છે સિસ્ટમની મેલ સિસ્ટમ ફોનમાં બી સિસ્ટમ ચેન્જ થાય છે એ ઉપરનું હોય તે નીચેનું નીચેનું હોય તે ઉપર સ્ટેટસોથી માંડીન હવે બદલાઈ જાય છે તેવી રીતે આપણે જોઈએ તો આપણે સિસ્ટમો બદલાય છે તેવી રીતે આપણા કોઈ વાર નાગરિકો કે કંઇ બી પડકારોનો સામનો કરવો પડે છે ને ત્યારે કોઈ વાર આપણે ફ્રોડ પણ થઇ ગયાં હોય છે કે કોઈ વાર ફ્રોડ પણ થઇ જાય છે આપણી જોડે વધારે તો આ બેનથી માંડીને કોઈબી વસ્તુ આપણે એટીએમ કાર્ડથી માંડીને એવું બધું કસુંબી કઈ ટેકનોલોજી હોય તેમાં આપણે કોશિશ કરવી તો આપણાથી એવું સૌ નિવૃત થઇ જાય છે એનો બી આપણે ઉપયોગ ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે આપણે સાચવીને બધું કાળજી રાખવી જોઈએ એટલે આપણને ખબર હોય કે આવું બધું ફ્રોડને એવું થઇ શકે છે તો આપણે સાચઆમ પોતાની જાતે સાવચેતી રાખવી જોઈએ અને નાગરિકો જ્યારે આ બધું એટીએમને એવું લઈને જાય છે એટીએમ કાર્ડનેતો કાયમી આપણા જોડે ફ્રોડ થઇ શકે છે કોઈ આપણો એટીએમ કાર્ડ છીનવી લે ને પછી તેઓ આપણા નંબરથી ડાયલ કરીને પૈસા ઉપાડી શકે છે એટલે આપણે જોઇયે તેટલી સાવચેતી રાખવી જોઈએ ખાસ તો ટેકનોલોજીમાં એટલો બધો આગળ વધી ગઈ છે આપણો ગુજરાત બહારથી આખું ઈન્ડિયા બધી ટેકનોલોજીમાં જે બહુ જ આગળ વધી ગયું છે નવી ટેકનોલોજી વસાવી લીધી છે ને ત્યાં મને કોઈ એટલો બધો નુકશાન બી થાય છે કોઈવાર આપણે એમને અરે તો આપણે કાળજીબી રાખવી જોઈએ ને કાયમ માટે ટેકનોલોજીનો ઉપયોગ બી વધારે પળતો સારો નથી તેટલે આપણે વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એનાથી વધારે આપણે આપણું પોતાનું સાચવણી રાખવી જોઈએ કારણકે કોઈવાર ટેકનોલોજીના ઉપયોગમાં આપણું પણ બધું ખતરામાં મુકાઇ જાય એવું હોઇ શકે છે ને ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે નારે નાગરિકોએ પણ પડકારજનક પોતાનો સામનો કરવો જોઈએ અને ટેકનોલોજીનો સદઉપયોગ કરવો જોઈએ